તમે તાજેતરમાં જ લગ્ન કર્યા છે ને તમારે તમારા આવક વેરાના રેકોર્ડમાં તમારી વૈવાહિક સ્થિતિ અને જીવનસાથીની વિગતો અપડેટ કરવાની જરૂર છે તમારા તાજેતરના લગ્ન અને આવકવેરા હેતુઓ માટે તમારી વૈવાહિક સ્થિતિ ને જીવનસાથીને વિગતોને અપડેટ કરવાની જરૂરિયાત દર્શાવતો ઓડિયો રેકોર્ડ કરો આવકવેરાના વિભાગની કચેરીમાં જરૂરી દસ્તાવેજો જમા કરાવવાની તમારી યોજનાને ઉલ્લેખ કરો